ગુજરાતમાં વિશાળ પ્રમાણમાં દર્શકોને આકર્ષતા મુખ્ય સંગીત ને નૃત્ય ઉત્સવો જેવા કે નવરાત્રિ ઉત્સવ પછી શક્તિ પૂજા ઉત્તરાયણ વગેરે ઉત્સવો મુખ્ય છે તેમ જ ગણેશ ઉત્સવ પણ એમાંનો એક છે મોટે ભાગે નવરાત્રિ ઉત્સવમાં શક્તિ પૂજા કરવામાં આવે છે અને માતાજીના આ ઉત્સવમાં ગુજરાતના દરેક ગામોમાં માતાજીની પૂજા કરી અને દરરોજ ગરબા કરવામાં આવે છે અને આ ગરબા નવ નવ દિવસ સુધી કરવામાં આવે છે આ ગરબાની અંદર સંગીત અને ભક્તિ પણ અંદર ઉમેરાયેલી છે એટલે લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે આ ઉત્સવમાં મોટેભાગે સ્ત્રીઓ વધારે ભાગ લે છે અને દરેક છે તે ભાગ લેનાર મોટે ભાગે ડ્રેસ પોતાના છે તે પરંપરાગત ડ્રેસમાં ભાગ લે છે આ ઉત્સવની અંદર વિદેશથી પણ લોકો જોવા આવે છે નવરાત્રિ ઉત્સવ એટલો છે તે વાતવરણ ઊભું કરે છે કે જેથી આખા ગુજરાતની અંદર છે તે સારામાં સારું વાતાવરણ ઊભું થાય છે પછી ત્યાર પછી આવે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણની ઉત્તરાયણમાં પણ લોકો પતંગ ચગાવે છે અને ધાબા ઉપર છે તે સંગીત મોટેથી વગાડે છે લોકોને સંગીતનો આનંદ આપે છે અને બહુ ધામધૂમથી ઉત્તરાયણ પણ ઉજવાય છે તેવા પણ સંગીત લોકોનું મુખ્ય છે તે ગમે તે લોકોને ને ત્યાર પછી આવે છે ગણેશ ઉત્સવ તો ગણેશ ઉત્સવની અંદર પણ ગુજરાતમાં દરેકે દરેક છે તે મોટા મોટા ગામો અને શહેરોમાં મોટી સંખ્યામાં ગણેશની સ્થાપના કરવામાં આવે છે લોકો ભક્તિભાવ પૂર્વક ગણેશની પૂજા કરે છે ભજનો ગાય છે અને ભજનને કારણે પણ સંગીતનું સરસ વાતાવરણ ઉભું થાય છે અને આને કારણે પણ લોકોમાં ભક્તિ ભાવ વધ્યો છે ને આ ઉપરાંત આ દરેક વસ્તુમાં શાસ્ત્રીય નો હંમેશા ટચ રહ્યો છે લોકોને હંમેશા સારું સંગીત અને સારું નૃત્ય હંમેશા ગમ્યું છે માટે જ એનો છે તે વિસ્તાર થયો છે